મશરૂમ એ શાકભાજીનો જ એક પ્રકાર છે જે અ નૉન વૅજિટેરિયન લોકો માટે એક પ્રોટિનનું તત્ત્વ પૂરું પાડતું એક મહત્ત્વનું શાકભાજી છે તો હમણાં જ મેં મશરૂમના ક્ષેત્રમાં બિઝનેસ કરવાનું શરૂ કર્યું છે કેમકે ખાસ કરીને આ મશરૂમ ખાઈ પણ શકાય તેવી લોકોમાં સામાન્ય સમજ પણ હજી જોવા મળતી નથી તેવામાં મેં લોકોમાં લોકોમાં પ્રોડક્ટ વિશેની જાણકારી વધે તેનું નૉલેજ વધે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક પોસ્ટ ડીઝાઇન કરી જે સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે જેમાં મશરૂમ દ્વારા થતાં ફાયદા જેવા કે મશરૂમને ખોરાક તરીકે ઉપયોગ કરવાથી કેન્સર થતું નથી યાદદાસ્ત વધા યાદદાસ્ત વધે છે તેમજ પ્રોટિનની જે કમી હોય છે તે પૂરી કરે છે વૅજીટેરિયન લોકો માટે પ્રોટિનના ઉત્તમ સ્ત્રોત તરીકે મશરૂમનો ખોરાક ખૂબ ઉપયોગી છે ઉપરોક્ત ફાયદાઓને લોકો સુધી પહોંચે તેની જાગૃતિ આવે તેવાં પ્રયાસો શરૂ કર્યા છે જેના ભાગરૂપે દસથી પંદર લોકોને મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેઓને મશરૂમ આપીને તેની ઉપયોગીતા સમજાવી અને તેઓએ ખોરાક તરીકે લેવાનું શરૂ કર્યું છે જેઓના આ મશરૂમના આરોગ્ય પછી સારા એવા ફીડબૅક પૉઝિટિવ મળ્યા છે તેઓ એ પહેલીવાર આનો ઉપયોગ કર્યો છે અને ઘણાં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે આ બાબતે જે સારી બાબત છે